નવા નવા બાઇક શીખનારા યુવાનો ઘણી બધી ભૂલો કરતા હોય છે તેમની સામાન્ય ભૂલો એ છે કે તેઓ ખૂબ વધારે ગતિથી બાઇક ચલાવે છે અને બહુ ખરાબ રીતે બાઇક ચલાવે છે તેઓ સરખી રીતે બાઈકના ગિયર યાદ નથી રાખી શકતા જેના લીધે બાઇકને નુકસાન થાય છે આ ભૂલો નિવારવા માટે તેમને બાઇક શીખવાની શાળામાં જવું જોઈએ અને તેમને ટ્રાફિકના નિયમો સખતાઈથી પાલન કરવા જોઈએ જેનાથી ભવિષ્યમાં તેમનો કોઈ અકસ્માત ન થાય અને પોલીસ તેમને પકડે નહીં અને તેઓ તેમનું જીવન સારી રીતે જીવી શકે